હા બેન તમે કામ માટે ક્યારે આવાના છો મારે તો એ પેલા નીકળી જાવાનું છે તમે વેલા આવો તો સારું થોંળુંક અળધે કલાક વેલા સારું તો ચાવી આપીન જઈશ પણ તમે ખોલી ઘર ખોલીને એકતો પેલા રૂમમાં તમારે પલંગ ખસેળવાનો છે અને વાસણ બધા ઢગલો છે એ બધા ઉટકવાના છે સૂંડલામા ભર્યા છે કપળા જે છે એ બધા ધોવામાં નાખીને વોશિંગ મશીન તમારે ચાલુ કરવાનું છે અને વાસણ માટે લિક્વિડ નઇ ચાલે સારું અને થોળાક બાવા જળા જે તમે છેને ઝાળૂથી લાંબા ઝાળૂથી એ જરા પાળી દેજોને હ હ અને હમણાં ગઈ કાલે થોંળુંક તેલ ઢળયુતું ત્યાં સેજ ચિકાસ છે એટલે ઇ જત જરા સાફ કરી નાખજોને ભલે